હલો હા ઉમેશ હા નિર્મલ બોલું બકા અરે છેલ્લા એક અઠવાડીયાથી મેં તને ફોન તો કરતો હતો બટ એકચ્યુલિ તું કામમાં હતો એટલે પછી વધારે કઈ વાત ના થઈ અરે મેં પેલા જે મારી પ્રોપર્ટી એક હતી ને એના બધા દસ્તાવેજો મે ઈયાં બિલ્ડર પાસેથી લઈ લીધેલા છે અને બધું કંપલીટ પ્રોસેસ પણ થઈ ગયેલું છે હવે મારે તને એવું હતું બકા કે આ ડિજીલોકરની અંદર કઈ રીતનો પ્રોસેસ છે મતલબ આપણે કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના કઈ રીતના એને સ્કેન કરીને સેવ કરવાના અને કોઈ એનો મિસયૂઝ ના થાય અને આપણને જ્યારે જરૂર હોય ત્યારે આપણે એને પાછા મેળવી શકીએ એ રીતનું જરા મને એક આઈડિયા આપે તો વધારે સારું એમ કેમકે મને એકચ્યુલિ એવું મેં શું કહેવાય નોર્મલ ડોક્યુમેન્ટ્સમાં તો કરેલું છે પણ આ રીતના દસ્તાવેજના આટલા બધા પેજિસ આવે છે તો આપણે અપલોડ કઈ રીતના કરવાના એનું મને કોઈ એમ ખ્યાલ છે નઈ કઈ રીતના આટલા બધા પેજિસ આપણે એડ કરી શકીએ તો જરાક મને ખ્યાલ હતું કે તને લાસ્ટ ટાઈમ આપણી વાત થઈ હતી ત્યારે તે કીધેલું તારી આખી એક પ્રોપર્ટીની ફાઈલ તે આમાં સેવ કરી દીધેલી હતી તો મને જરા એનું આઈડિયા આપને કઈ રીતના બકા કરી શકાય એમ તો એ જરા જણાવી દે તો હું એ પ્રમાણે મારા કીજે ફાઈલ મે ક્લેક્ટ કરેલી છે તો અપલોડ કરી દઉં તો પછી શું છે કે એકવખત આપણે અપલોડ થઈ જાય તો પછી મારે પણ આ બઉ વધારે યાદ ના રાખવું પડે ને કોઈ વખત ડોક્યુમેન્ટ્સ નહીં મિસપ્લેસ થવાનુ કોઈ ટેન્સન ના રે બરાબર તો જરા મને આના આઈડિયા આપી દેને કે કઈ રીતના અને આપણે પીડીએફ બનાવી પડે કે પછી ડાયરેક આપણે આને ડિજીલોકર ઓપન કરીને લૉગિન કર્યા પછી સીધુ ઓપ્શન જ આવતું હોય છે એનું કે કઈ રીતના આટલા બધા મલ્ટિપલ પેજિસને આપણે એડ કરવાના હોય છે એ જરા મને વધારે સારી રીતના જણાવી દેશે તો શું છે કે હું એકદમ શાંતિથી ઘરે બેઠા આ પતાઈ દઉં એમ